ગુજરાતમાં તકનીકી ક્ષેત્રે ઊભરતી જે તકનિકો છે દાખલા તરીકે આર્ટિફિસ્યલ ઇન્ટેલિજન્સ છે તો જેના દ્વારા આપણે ગૂગલ ઉપર કોઈપણ વસ્તુ સર્ચ કરીએ છીએ તો એ આપણને આપણી ભાષામાં ગુજરાતીમાં એનો જવાબ આપે છે એ એક બહુ સારી વસ્તુ છે ઈન્ટરનેટ ઓફ થિંગ્સની મદદથી આપણે અલગ અલગ સેન્સર્સનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાઓ ઉપર એના જે ડેટા છે એ ક્લેક્ટ કરી અને આપણે ગુજરાતીમાં એને કરી શકાય છે બ્લોકચેન એક એવો એરિયા છે જ્યાં તમે સિક્યોરીટી તમને સૌથી વધારે પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં તમે કોઈ શોપિંગ કરો છો કોઈ ડિઝિટલ પેમેન્ટ કરો છો તો તમને એક સ્પેસ આપવામાં આવે છે જ્યાં તમે આ બધી વસ્તુ તમારી એકદમ સિક્યોર તરીકે એમાં તમે કરી શકો છો ફાઇવજી ટેકનોલોજીમાંથી તમને સ્પીડ ઈન્ટરનેટની જે સ્પીડ છે જે તમે કોઈપણ વસ્તુ મોબાઈલમાં કે લેપટોપમાં ચલાવવા માંગો છો તો એ બધાનો ડેટા તમને ફાઇવજી હશે નેટવર્ક તો તમને એ બહુ જ ઝડપથી એનો ડેટા તમને રિસીવ થશે અને તમે રિક્વેસ્ટ સેન્ડ કરી શકશો તો ઘણા બધા લાભ તકનીકી ક્ષેત્રે અહીંયા ઊભરતા છે જેમાં હજુ ગુજરાતી લેંગ્વેજ ક્ષેત્રે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે